હા મને લાગે છે કે સારી તબીબી સંભાળ મેળવવામાં ગરીબી જે છે ને એક અવરોધ છે કેમકે આરોગ્ય સંભાળ ગરીબ લોકોને અને ગ્રામ્ય વિસ્તારમા પણ મળી શકે તેના માટે એટલી સમર્થ નથી ઘણી વખત કેમકે જો આપડે વાત કરીએ તો કોરોના જે છે એ એક એવો સમય હતો કે જે સમયે લોકો પાસે પૈસા નહોતા અને પોતાની માંદગી જે છે એ એટલા લેવલ સુધીની વધી ગઈ હતી કે જરૂરી નહોતું કે ઘરમાં એક ને જ હોય ઘરમાં જેટલા રહેતા હોય એ બધાય ને હોય તો એ સમયગાળા દરમિયાન કમાવનાર વ્યક્તિ પણ કોઈ નથી અને જે ખર્ચા છે એ ખર્ચા ખૂબ જ થઈ રહ્યા હતા એટલે એ સમયે પૈસાવાળા વ્યક્તિ હતા ને એ પણ અમુક અંશે ગરીબ બની ગયા હતા ગરીબ એટલે કે એની જે આર્થિક સક્ષમતા છે એ ઓછી થઈ રહી હતી અને એ સમયે સરકારે એનાથી બનતી ઘણી બધી પ્રયત્નો કર્યા પણ જે વસ્તુમાં અમુક જે મિનિમમ ખર્ચો થાય એ ખર્ચો તો બધાએ ભોગવવો જ પડતો હોય તો એટલે કે આપણે સરકારી દવા પણ લઈએ તો પાંચ રૂપિયે એના માટે ખર્ચવા પડે ભલે પાંચસો રૂપિયા ના દે તો પાંચ રૂપિયા તો ખર્ચવા જ પડે અને એના માટે ઘણી વખત અમુક વ્યક્તિ એવા હોય કે જેને પાંચ રૂપિયા પણ એના ખિસ્સામાં ના હોય અને આપી ન શકતા હોય તો એ સમયે આપણે ચોક્કસ કહીએ કે જે ગરીબી છે ને એ માણસને ઘણી વખત શારીરિક જે એની જે સક્ષમતા છે નથી હોતી ત્યારે ગરીબી એને ઘણી બધી નડતી હોય કોરોના વિશે જે કોરોનાનો જે સમય હતો એ સમય આ વસ્તુ ઘણા ખરા લોકોને ખબર પડી જ ગઈ છે કે પોતે પૈસા કમાવા કેટલા જરૂરી છે અને એનું પણ એક મેનેજમેન્ટ કરવું જરૂરી છે ઘણા લોકો આજકાલ જે છે એ કોઈપણ પ્રકારના મેડિક્લેમમાં પૈસા ખર્ચતા નથી તો કોઈ ગરીબ વ્યક્તિ પણ જો એક મેડિક્લેમ ભરે ને અથવા તો મેડિક્લેમ માટેના પૈસા હું ઇન્વેસ્ટમેન્ટ કરતાં હોઈએ કદાચ એ મહિને સો કે બસો રૂપિયાનું જ હોય પરંતુ જ્યારે એનો હોસ્પિટલનો ખર્ચો આવે ત્યારે એ એને આસાનીથી નિવારી શકે છે ત્યારે સરકાર એને પાંચ લાખ સુધીની સહાય કરતું હોય છે અને મેડિક્લેમ જેવું જ આજકાલ તો સરકારે એક સરકારી પણ પેલું ચાલુ કર દીધું છે કે કાર્ડ અલગ અલગ પ્રકારના અમૃતમ કાર્ડને માં કાર્ડને એવા ઘણા બધા પ્રકારના કાર્ડ પણ બનાવેલા છે કે જેના કારણે ગરીબ છે એ પોતાની જે સારવાર છે એને સારી રીતે કરાવી શકે અને સારી રીતે એટલે કે જે આજકલ જે સિવિલ હોસ્પિટલો પણ છે એ એટલા સુધરી ગયા છે કે એમા ડૉક્ટરો પણ બધાય એટલા સારા છે બધા કામ કરે છે જરૂરી નથી કે પૈસા નથી આપ્યા એટલે ડૉક્ટર પોતાની માણસાઈ ભૂલી જાય એવું નથી પરંતુ ડૉક્ટર પણ પોતાની માણસાઈ અને પોતાની સમજ સૂઝબૂઝના આધારે ગરીબ હોય કે પૈસાવાળો હોય દરેક વ્યક્તિને ટ્રીટમેન્ટ આપે છે સિવિલ હોસ્પિટલમાં જાઈએ ત્યાં ડૉક્ટર પૂછતાં નથી કે તમે પૈસાવાળા છો કે પૈસા વગરના છો પરંતુ તકલીફ તો પાક્કું પડે છે કોઈપણ કોઈપણ શારીરિક તકલીફ આવે જેમકે લાંબા ગંભીર રોગો છે કેન્સર છે ન્યુમોનીયા છે કોઈપણ જન્મ જાત બાળકને થતી શારીરિક ખોળ ખાંપણ એટલે કે સેરેબલ પાઇસી છે જેમાં બાળક જન્મતાની સાથે જ એને ખોળ ખાંપણ છે તો જ્યાં સુધી એ બાળક જીવશે ત્યાં સુધી એની પાછળ અલગ અલગ પ્રકારે એના માતા પિતાને ખર્ચ થવાનો જ છે તો કોઈપણ વ્યક્તિ ગમે એટલું સક્ષમ હોય તો આપણે વાત તો સાંભળી જ હશે કે રાજાના રજવાડા પણ પૂરા થઈ જાય જો એ એની એટલી સારી આવક ના હોય તો તો એ જે એ જે કોઈપણ પ્રકારે એની એકસ્ટ્રા ઈનકમ પણ હોય છે ને એમાં ખલાસ થઈ જતી હોય છે એટલે આવા અલગ અલગ ઘણા બધા રોગો આપણે કહી શકીએ પેરાલીસીસ છે કે જેમાં બે માણસ રહેતા હોય અથવા તો ઘરમાં પાંચ વ્યક્તિ છે અને જે મેન કમાવનાર વ્યક્તિ છે એને જ પેરાલીસીસ થઈ ગયું છે પેરાલીસીસ જે છે એટલું તીવ્રતાવાળું પેરાલીસીસ છે કે એને ત્રણ વર્ષે એ રિકવર નથી થયું તો એ ત્રણ વર્ષ રિકવર નથી થયું તો ત્યાં ત્રણથી ચાર વર્ષમાં એની દવા પાછળ એના એના પરિવારના ખર્ચ પાછળ એટલા બધા પૈસા વપરાઈ ગયા હોય છે કે હવે માણસ પાસે સારવારના પણ પૈસા નથી રહ્યા અને એ માણસ જે મિડલ ક્લાસ ફેમિલીનું હોય જેના કારણે એને ગરીબી યોજના હેઠળ કોઈ સરકારી સહાય પણ મળતી નથી એને અમૃતમ કાર્ડનું એનું બીજો કોઈ લાભ નથી થઈ રહ્યો તો આવા જે અલગ અલગ જે જે ઘણી બધી કોમ્યુનિટીના લોકો છે કે જે પોવર્ટી લાઈન એટલે કે ગરીબી રેખાથી નીચે હોય કે ગરીબી રેખાથી ઉપર હોય કોઈપણ જે રોગ છે એ લાંબો સમય ચાલે છે ત્યારે પૈસા જે છે એ લોકોના વપરાતા જ હોય છે અને માણસએમાં ખલાસ પણ થઈ જતો હોય છે તો સરકાર એમાં બને એટલું યોગદાન તો આપે છે ઘણા બધા અમૃતમ કાર્ડ છે ઘણા બધા એપ્લિકેશન્સ છે પછી અલગ અલગ સરકારી યોજનાઓ જેમકે અનાજ આપવાનું રાશન આપવાનું પછી જેમકે છે ઘણા લોકોને કિડનીમાં તકલીફ હોય ઘણા લોકોને કિડનીમાં તકલીફ હોય તો એના કારણે એનું ડાયાલીસીસ ચાલતું હોય છે તો આજકાલ સરકાર જે છે એ ડાયાલીસીસ કેન્દ્રોને પણ એટલું બધું મહત્વ આપે છે અને ડાયાલીસીસ સેન્ટરો ચાલે છે એકવાર કોઈપણ માણસ ડાયાલીસીસ કરાવા જાયને ત્યારે એનું ઓછાં ઓછો ખર્ચો પચ્ચીસોથી ત્રણ હજાર રૂપિયા હોય અને એ અઠવાડિયામાં બે વખત એ માણસ એ કરાવાનું હોય છે ઘણી વખત તો અઠવાડિયામાં બે વખત પચ્ચીસો એટલે પાંચ હજાર રૂપિયાનો અઠવાડિયાનો ખર્ચો આવે દવાનો તો અલગ જ તો એ જે ખર્ચાઓ છે એ ઓછા થાય એના માટે સરકારે ડાયાલીસીસ સેન્ટરો પણ બનાવેલા છે અમુક જગ્યાએ પરંતુ બધા જ લોકો આ સરકા આ જે યોજનાઓ છે એનો લાભ નથી લઈ શકતા ઘણા લોકો અજાણ હોય છે તો આવી બધી જે વસ્તુ છે એમાં કોઈપણ તબીબી સંભાળ લેવામાં ગરીબી છે ને એ અવરોધ જ છે ઘણી વખત અને એ જે અવરોધ છે એમાં સરકારે સૌથી વધારે એનો કેમ પ્રચારને પ્રસાર કરવો હોય એના ઉપર જો વધારે ફોકસ આપે તો એ લોકોએ જેટલા પણ સહાય માટેના કેન્દ્રો બનાવેલા છે સહાય માટેની એ લોકો વ્યવસ્થા કરેલી છે એનો લાભ બધા જ લઈ શકે